હાલમાં ભારત દેશ સૌથી વધારે બેરોજગારીનો પડકાર છે એનો સામનો કરતી હોય એવું મારુ દ્રષ્ટિકોણથી જોવા મળે છે અને સરકારે કેવી રીતે ઝીલે છે એતો હવે વધુ તો સરકારને જ ખબર તો બેરોજગારી માટે ઘણાં નિયમો આપે છે કે તમારી પાસે કેટલું ભણતર હોય તમે બેરોજગારી દૂર કરશું બધા આત્મનિર્ભર ભ બનો પણ મારા જે વિચાર મારો દ્રષ્ટિકોણ છે એ રીતે જોઈએ તો આપણો દેશ ભારત એ સૌથી વધુ મહત્વના પડકારમાંનો એક પડકાર હોય તો બેરોજગારી કેમકે અત્યારે લોકો માસ્ટર્સ કરી લે છે તો પણ એ લોકોને રોજગાર નથી મળતો આપણે ઘણી વખત લારીમાં પણ જોઈએ છીએ એમબીબીએસ શાકભાજીવાળો એટલે વસ્તુ ખૂબ જ પડકાર રૂપ છે કે આટલું ભણતર હોવા છતાં પણ નોકરીઓ નથી મળતી અને લોકો બેરોજગાર રહે છે સરકાર એ પડકાર ઝેલવાના ઘણા પ્રયાસો કરે છે કે વિદ્યાર્થીઓમાં ભણતરની સાથે સ્કિલ્સ પણ છે કે નહીં એને વધારવા માટે સરકાર અમુક સેમિનારો પણ કરે છે અને બીજી ઘણી વસ્તુઓ કરે છે સરકાર સરકારી નોકરીઓ પણ દર વર્ષે બહાર પાડે છે પરંતુ એ ઝીલાય છે કે નહીં એની માં સમજવામાં ખૂબ મોટો પ્રશ્ન છે કે તેઓ પડકાર ખરેખર ઝીલાઈ રહ્યો છે કે નહીં સરકાર પ્રયાસો તો કરે જ છે પણ વચમાં શું થઈ જાય છે કોઈ જાણતું નથી તો એ બેરોજગારીનો અંત આવવો જરૂરી છે એ ખૂબ મહત્વનો પડકાર છે અને સરકાર તેને ઝીલવાના પ્રયાસો કરી જ રહી છે